ના હું વીજળીના ખતરાઓથી વાકેફ નથી છતાં પણ કહીશ કે જ્યારે વીજળી થઈ છે ત્યારે તેને અલગ અલગ રીતે ટાળી શકાય છે આમ જોઈએ તો ઘણી વાર સોટસર્કિટ કે થાય તો તેને આપણે કોઈ પણ લાકડાની વસ્તુઓ દ્વારા તેને ટાળી શકીએ છીએ